હાં યેસ હા બોલો બોલો

હા એટલે મારો સવાલ એ છે કે ખરેખર અઈયાં શું શું સુવિધા છે આપડા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કે આઈયાં સ્થાનિક લેવલે કેન્સરના દર્દીઓ માની લ્યોકે ફસ્ટ સેકન્ડ કે થર્ડ સ્ટેજમાં હોય તો એને કેવા પ્રકારની સારવાર મળી શકે એને જે કીમોથેરાપી છે કે કંઈક સર્જરી છે એમ ઓન્કો સર્જરી અને કેવા કેવા નામાંકિત અમુક સર્જનો છે એ વિશે થોડું જરાક કયો બોલો હ હા

હા હા હા હા હા

હા હા હા હા રાઈટ રાઈટ

હા હા હા બરાબર અચ્છા અચ્છા અહ બરાબર હે હાં હાં હાં હાં હાં હાં હાં હાં હાં હા હા હા હાં હાં હાં હાં હાં

હાં હાં હાં હાં નીતિન ટોળીયા ડોકટર નીતિન ટોળ હાં હાં હાં હા હા હમ હમ આમનું કેવું છે મેડમ ડોકટર રાજેશ માકડીયા એ ઓન્કો સર્જન છે સિવિલમાં પ્લાસ્ટિક સર્જન મોનાલી માકડીયાના હસબન્ડ છે લગભગ મારા ખ્યાલથી હા કામ કરવાનું રે હા હા રાઈટ કેટલીક મર્યાદાઓ હોય છે હા હાં હાં હાં ચોક્કસ ચોક્કસ આપડે રૂબરૂ મળીને વાત કરીએ આ બાબતમાં હં આપડે રૂબરૂ મળીને પછી આપડે ડીસાઈડ કરીએ કે આગળ સારવાર કેવી રીતે ઓકે થેંક્યું